વિષય અધિકૃત હસ્તાક્ષર કરતાં વિગતોને અપડેટ કરવાની વિનંતી પ્રતિ જીએસટી વિભાગ ગાંધીનગર જીએસટી ઓફિસ ગાંધીનગર ગુજરાત ત્રણ આઠ બે શૂન્ય એક શૂન્ય તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પ્રિય સર હું મારી જીએસટી નોંધણીમાં અધિકૃત હસ્તાક્ષર કર્તાની વિગતોને અપડેટ કરવા માંગુ છું જીએસટી આઈ એન બે ચાર એબી સીડી ઇ એક બે ચાર એફ એક ઝેડ પાંચ કારણ કર્મચારીમાં ફેરફાર જોડાએલ દસ્તાવેજોમાં ઓળખ પત્ર અને નિવેદન પત્ર છે કૃપા કરીને આ અપડેટને જલદી જ પ્રોસેસ કરો વધુ માહિતીની જરૂર હોય તો મારો સંપર્ક કરો આપનો ધન્યવાદ સાદર અજય વ્યાસ અજય ડોટ વ્યાસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ